હાલ ભારત દેશમાં સૌથી વધારે અનએમ્પ્લોયમેન્ટ છે લોકોને જોબ કરવા માટે જોબ મળતી નથી ભારતમાં જાતિવાદી બહુ છે ભારતમાં અનએજ્યુકેટેડ લોકો બહુ છે જે ભણતરને મહત્ત્વ આપતાં નથી અને ભારતમાં ભ્રષ્ટાચાર ઘણો વધી ગયો છે અને ટેક્સ ચોરી બહુ વધી ગઈ છે જે લોકો જે લોકો ટેક્સ ભરે છે એ ઘણા નીચલા વર્ગનાં લોકો ટેક્સ ભરે છે જે ઓછું જે લોકોનું ઇન આવક બહુ ઓછી છે તે લોકો ટેક્સ ભરે છે પણ જે લોકોની આવક બહુ વધારે છે તે લોકો ટેક્સ ચોરી કરે છે જીએસટી લ જીએસટીનાં લીધે નાના વેપારીઓનું ઘણું નુકસાન થયું છે અને ઘણી ઓનલાઈન એપ્લિકેશનો એમઝોન ફ્લિપકાર્ટનાં લીધે પણ જેને ભારતમાં બહુ મહત્ત્વ મળી ગયું છે તેનાં લીધે નાના વેપારીઓને ઘણું નુકસાન થયું છે ભારતમાં વસ્તી ઘણી વધતી જાય છે વસ્તી ચીન કરતાં પણ અત્યારે આગળ નીકળી ગયું છે ભારતમાં ઘણા તેવા ઘણા પડકાર પડકારો છે ભારતમાં કોઈ પોલેટિકલ પાર્ટીમાં કોઈ સ્ટ્રોંગ કોમ્પિટિટર નથી ભારતમાં એક સિંગલ પાર્ટીનું રાજ ચાલે છે જેવા ઘણા પડકારો છે ભારતમાં